શું તમારા ગામમાં ક્યારેય પાણીની તીવ્ર તંગી કે દુકાળ પડ્યો છે ગામડાંના જીવનને તેને કઈ રીતે અસર કરી છે હા મારા ગામમાં આજથી દસ વર્ષ પહેલાં દુકાળની પરિસ્થિતિ સર્જાય હતી તેને ગામડાંની પરિસ્થિતિને ખૂબ જ ખરાબ રીતે અસર કરી હતી ગામમાં પાણીની તીવ્ર તંગી અને દુકાળ આવી જવામાં સમાજને અને જીવન પર ગહન અસર થઈ હતી દુકાળની સ્થિતિમાં ખેતી અસરગ્રસ્ત થઈ હતી કારણ કે પાકને પૂરતું પાણી ન મળી શકતું હતું આ કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકશાન થયું હતું મકાનમાંથી પાણીને મેળવવા માટે લોકો દૂરના સ્થળે જવું પડ્યું હતું જે દિવસે રોજિંદા કામકાજમાં પણ વિક્ષેપ પેદા થયો હતો પાણીને સાચવવા માટે સમુદાય દ્વારા ભેગા પ્રયત્ન કરવામાં આવ્યા હતા જેમકે વિલેજ ટેન્કોનું નિર્માણ રેન વોટર હાર્વેસ્ટિંગ વગેરે આમ પાણીની તંગી ગ્રામ્ય જીવનમાં ખૂબ જ મોહતાજી અને મુશ્કેલીઓ સર્જે છે અને લોકો માટે જીવન યાપન કરવું દુષ્કારક બની શકે છે